મને પહેલેથી રમતમાં અને કસરતમાં રસ છે હું જ્યારે ધોરણ દસમાં ભણતી હતી ત્યારે મેં વૈકલ્પિક દોડમાં ભાગ લીધો હતો અને મેં તેમાં પ્રથમ નંબર મેળવ્યો હતો ત્યારબાદ મેં ધોરણ અગિયારમાં આઠસો મીટરની સ્પ્રિન્ટમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો અને કસરત કરવામાં પણ મને રસ છે નિયમિત કસરત કરવાથી શરીરમાંથી રોગ દૂર થાય છે શરીરમાં કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે કસરત એ બધી ઉમરના લોકો કરી શકે છે દોડવાથી આપણને એ ફાયદો થાય છે કે વજન ઘટાડવામાં મદદ કરે છે પગ મજબૂત બને છે હૃદયમાં લોહીના સ્રાવની પ્રક્રિયા સારી બને છે દોડવાથી આખો દિવસ તાજગી અનુભવાય છે રાત્રે ઊંઘ પણ સારી આવે છે ચરબી ઘટાડવા માટે દોડ દોડએ ખૂબ જ ઉપયોગી બને છે દોડવું એ હૃદયની ક્રિયા માટે ખૂબ જ સારું છે